કોઈપણ નવલકથા વિસે વાત કરીએ તો નવલકથામાં પાત્રોનો શમાવેશ કરવામાં આવે છે જો સૌપ્રથમ નોવલકથાને શરૂઆતમાં જ પાત્રો તો મેન મુખ્ય કારણ છે પાત્રો વગર નવલકથા ભજવી સકાતી જ નથી પાત્રોનું મહત્વ એમાં વધારે છે જે પાત્રો આવે છે ઈ પાત્રને આપડે એવી રીતે એમાં ઉપયોગ કરવાનો છે કે એ સામે વાળી વ્યક્તિ છે અથવા તો આપડે જે પાત્રનો લખવામાં આવે છે અથવા તો જે પાત્ર વિશે આપણે જાણીએ છીએ તો ઈ પાત્ર મુક્ત રીતે હરિ ફરવા જોઈએ અને ઈ એવી રીતે પાત્રનું વર્ણન કરવું જોઈએ કે પાત્ર એકબીજાને સમજી સકે અને ઈ નવલકથામાં પાત્રો આપડે એવી રીતે લેવાના છે કે પાત્રો વિશે આપણને પેલાથી માહિતી અમુક પ્રકારની માહિતી હોવી જોઈએ પાત્રો એકબીજાને સમજી સકવા જોઈએ અમુક પાત્રોમાં આપડે જોઈએ તો કે એમાં દુશ્મનાવટ ઊભી કયરી હોય હવે આપડે ઈ બધુંય ક્યાંથી શીખી છી આપડે જી સમાજમાં રઈએ છીએ ઈ સમાજના લોકો પાસેથી આપડે શીખીએ છીએ હવે અમુક લેખકો થઈ ગ્યાં તો જોઈએ તો કે એને નવલકથા આયપી હવે માનવીની ભવાઈ નવલક્થા છે પન્નાલાલ પટેલની તો પન્નાલાલ પટેલે એના સમાજમાંથી નવલકથા લખેલી છે અને એ નવલકથામાં છે ને આપડે જોઈએ ને તો કે માનવીની ભવાઈ એટલે કે છપનિયો દુષ્કાળ પેલા પયડો તો આપડા દેશ ઉપર ઈ દુષ્કાળમાં એવું હતું કે લોકોને પૂરતું અનાજ નોતું મળતું હાવ ભૂખમરો આવી ગ્યોતો દુષ્કાળ હતો કે વરસાદ નતો પડતો એવી રીતે પાત્રનો એને પન્નાલાલ ભાઈએ ઉલેખ કયરો છે હવે એમાં જોઈએ તો કે એવા પાત્રો દર્શાવ્યા છે કે પાત્ર એમાં મેચ થઈ જાય છે દાખલા તરીકે ઈ નવલકથા આપડે લઈએ માનવીની ભવાઈ તો એમાં કાળું અને રાજુના પાત્રો આવે છે ઈ બે પાત્રો એવા છે કે બે એકબીજાને પ્રેમ પણ કરે છે પણ એમાં જોઈએ તો કે એને આગળ કાર્ય કરવું છે પણ એમાં ઈ કરી શકતા નથી કેમકે ઈ બે એકબીજાને પ્રેમ કરે છે પણ છતાં પણ બેયનાં લગ્ન અલગ અલગ રીતે કરવામાં આવે છે અને પ્રેમનું પ્રકરણ પણ દર્શાવાની એક્સાઈડ આપડે પાત્રોમાં જોઈએ ને તો કે એમાં માનવીની ભવાઈ કીધી એટલે કે દુષ્કાળ પયડો છે એટલે આખા ગામમાં દુષ્કાળ છે ક્યાંયથી અનાજ કે કાંઈ મળી નથી શકતું એવા પાત્રોનો એમાં ઉલ્લેખ કરેલ અને એની આપડે જીવંત પાત્ર જોવા મળે અને હંમેશા તમે પાત્રોનો ઉપયોગ કરો તો એવા પાત્રનો ઉપયોગ કરવો જોઈએ કે જે નવલકથામાં જીવંત પાત્ર રે અને ઈ નવલકથામાં પાત્રમાં ઈ કામ કરતાં હોય હવે તમે અમુક પાત્ર એવા લ્યો છો કે ઇ પાત્ર વિશે તમને કાંઇ ખબર જ નથી હોતી ઈ પાત્ર કાંય કાર્ય કરી શકતા નથી ખાલી એમનેમ એનો નામ ઉલ્લેખ કરવામાં આવે છે તો ઈ પાત્ર આપળે શું કરી દઈએ એને ગૌણ કઈ દઈએ અને આપડે જી બે મેન પાત્ર લઈએ ને એના વિશે જ આખી નવલકથા લખાયલી હોય એનો નાયક હોય નાઈકા હોય ઈ રીતે આપડે પાત્રો લઈએ છીએ હવે જોઈએ તો કે હું પાત્ર શેમાંથી લઉં છું હવે પાત્ર લેવા માટે મારે અમુક પ્રકારના અનુભવ જોઈએ અમુક વિશે માહિતી હોવી જોઈએ હવેશ આપડે ભણવામાં જોઈએ તો કે ભણવામાં એવી રીતે સમજાવામાં આવે અમુક બે વ્યક્તિ વાતચીત કરતી હોય અથવા તો આપડે ક્યાંય સોસિયલ મીડિયા ઉપર જોયું હોય ટેલિવિઝનમાં જોઈએ ટીવીમાં જોઈએ કે પાત્રો કઈ રીતે કાર્ય કરે છે બે પાત્ર હોય એને નામ આપી દેવામાં આવે એને પરિસ્થિતિ સમજાઈ દેવામાં આવે ઈ રીતે પાત્રનો અનુભવ કયરો છે ને અમુક ને નિરીક્ષણ પણ કરેલું છે દાખલા તરીકે આપડે કોઈની સ્ટોરી લખવી હોય તો બે પાત્ર બેઠા હોય દાખલા તરીકે એક છોકરોને એક છોકરી બે બેઠા હોય હવે ઈ બે અમુક વાતચીત કરે છે અમુક ખેલ છે અમુક રમત ગમત કરે છે અથવા તો અમુકવાર ઈ વાંચે છે તો આપડે બે પાત્રને પેલા સું કરશું એનો નિરીક્ષણ કરશું પછી એમાં જોશું કે આ કઈ રીતે બે કાર્ય કરે છે જો ઈ બે પાત્ર વાતચીત કરતાં હોય ને તો એમાં વાતચીત કરવામાં પણ ઘણો બધો ફેરફાર જોવા મળે આપડને જો આપડે એમ કઈએ બધાય માણસ સરખા નો હોય બે પાત્ર આપડે લીધા હવે બે પાત્રમાં પણ ઘણો બધો ડિફરન્ટ આવે ઘણીબધી બાબતો અલગ અલગ જાય એટલે આપડે એનો નિરીક્ષણ કરીએ કે આ બે પાત્ર કઈ રીતે હવે આપડે ઈ ઉપર ઈ બે પાત્રને જોઈને આપડે એક અલગ સ્ટોરી બનાવીએ છીએ એટલે કે અમુક નવલકથા બનાવી એમાં ઈ બે પાત્રનો ઉલ્લેખ કરી પછી આપડે એનો ટાઈટલ રાખી એટલે કે આમ કોઈ ઘટના બયની હોય જો માનવીની ભવાઈનો મે તમને કીધું તો માનવીની ભવાઈમાં સું થ્યું છપ્પનીયો દુષ્કાળ અટલે ઈ જીવંત ઘટના છે જે આપડા જીવનમાં થયેલી છે ને લેખક એમાં ઉમેરે છે પણ એનો ટાઈટલ અલગ નામ આપવામાં આવે છે એવી રીતે જ આપડે એનું સર્જન કરીએ આવા કોઈપણ પાત્રનું સર્જન કરીન તો આપડે પેલા સૌપ્રથમ ઈ જોવાનું કે ઈ પાત્ર આપડે જી લઈએ છીએ ઈ પાત્રની ઉમર સરખી છે હવે ઈ પાત્ર વિશે આપડે જી સંવાદ કરી છી ઈ સંવાદ સાચા છે કે નથી સાચા અને જેના વિશે આપડે જાણીએ છીએ અને જો ઈ નવલકથા લખતા હોઈએ અથવા તો તમે તમારી રીતે સ્ટોરી બનાવો છો તો પણ એનું ધ્યાન રાખવું જોઈ કે પાત્રો એમાં બંધ બેસે છે કે નઈ પાત્ર એમાં કઈ રીતે કામ કરી શકે નઈ અને આખી વાર પેલા એને વાંચવું પડે અને આખી નવલકથા લખો નાટકો લખો કે ગમે ઈ લખો એમાં પાત્ર એ મુખ્ય સ્થાન છે જો પાત્રમાં જ તમારે કાય દમ ના હોય તો આખી નવલકથા ઈ ફેલ જાય છે અને તમે નવલકથા પબ્લિશ કરી પણ શકો પણ એ વાંચવાની રસ નો આવે તો તમારી નવલકથા વેચાઈ શકતી નથી એટલે એમાં મુખ્ય કારણ તો પાત્રનું જ છે તમે અનુભવ કરીને જોવો કે નિરીક્ષણ કરીને જોવો પણ એનું સાચું અને સરખી રીતે નિરીક્ષણ કરવું જોઈએ બે ત્રણ વાર એનું નિરીક્ષણ કરો અથવા બે ત્રણ વાર કાગળ ઉપર લખો ઈ પ્રમાણે પાત્રનો ઉપયોગ કરો અને એ જાજા ભાગે તો પાત્ર એવી રીતે જ આવવા જોઈએ કે જીવંત પાત્ર હોય કે સામે વાળી વ્યક્તિ સમજી શકે અને સામેવાળી વ્યક્તિને એમાં રસ થઈ શકે એટલે એવા પાત્રો આપડે લઈ આવવા જોઈએ